મેં બે દિવસ પહેલાં નિધીની ચેર્સ મંગાવી લોકો બહુ વખાણ કરે એટલે મેં પણ મંગાવી લીધી આજે એની ડિલેવરી મળી ઉપરથી તો બધું બરાબર હતું ખોલ્યા પછી ખબર પડી કે એના એક પાયો જ તૂટી ગયેલો અને એવું એક ચેરમાં નહીં એક ખુરશીમાં નહોતું થયું બધી જ ખુરશીમાં નાનું મોટી નુકસાની હતી હવે નક્કી કર્યું છે કે આજ પછી ક્યારેય પણ નિધીની ચેર મંગાવવી નહીં અને હું તો લોકોને પણ એવું જ કહીશ સલાહ આપીશ કે કોઈ દિવસ નિધિની ચેર મંગાવશો નહીં જે ખૂબ જ ખરાબ આવે છે અને એમાં ખૂબ ખામી હોય છે અને એ લોકો સરખી રીતે જવાબ પણ નથી આપતા